નજીકનાં શહેર નગર તથા અથવા કોઈ ગામડાની મુલાકાત લેવાં માટેનો સમય અને હેતુ અલગ અલગ વ્યક્તિ પર આધાર રાખે છે હું ઘણા કારણોસર નજીકનાં સ્થળોની મુલાકાત લઉં છું અને ઘણી વાર જાઉં ઘણી વાર જવું પડે છે ત્યારે ઘણા બધા હેતુઓ પણ હોય છે ઘણા સમયે હેતુઓ જે પણ હેતુ હોય જે પણ કારણ હોય ગામડા તથા જ નગરમાં નજીકનાં નગરમાં જવાંનો તે પ્રમાણે તે સમયે લાગે છે અથવા કોઈ મિત્રને મળવા જવાનો હોય તો જઈ શકાય લોકો સામાન્ય રીતે અંતમાં જે છેલ્લા સપ્તાહ અથવા તો રજાઓ આવતી હોય ત્યારે જતાં હોય છે હું પણ જાઉં છું ઘણી વાર હું નજીકનાં સ્થળોમાં માત્ર શાંતિ સુકુન મેળવવાં જાય છે એવાં સ્થળો છે જેમ કે મંદિરો છે સાંસ્કૃતિક સ્થળ એવું કોઈ છે જેની મુલાકાત લઈ શકાય તો હું એ લેવાં પણ જાઉં છું શહેરી જીવનમાં વ્યસ્ત કાર્ય હોય છે જેનાંથી મને આરામ મળે છે તેથી હું જાઉં છું અને મુસાફરી પણ થઈ જાય છે રોજિંદા જીવનથી આગળ વધીને કંઇક નવું કરવાનો વિચાર આવે છે એક દિવસથી લઈને આખાં અઠવાડિયાનો પ્રવાસ પણ કરું છું જેથી રોજિંદા જીવનથી રજા લઈ શકું અને જો મુલાકાત કામ કાજ સબંધિત હોય જેમ કે બેઠકમાં હાજરી આપવાંની હોય પ્રોજેક્ટની દેખરેખ કરવાં ક્યાંક જવાનું હોય વ્યવસાયનાં કામ માટે ક્યાંક જવું પડે યા કોઈક કામ કાજ હોય કોઈક વસ્તુ લેવાં જવાનું હોય તો એ પ્રમાણે સમય લાગે છે અને આવી મુલાકાતો વધું વાંરવાર થાય છે કેટલીક વખત દરરોજ અથવા અઠવાડિયે પણ થઈ શકે પરિવાર અને સામાજિક જવાબદારીઓનાં લીધે જો ગામડાને યા ફીર નગરની મુલાકાત લેવી પડે તો એ એક મુખ્ય કારણ છે નગરને મુલાકાત લેવાનો ઘણાં લોકો પોતાનાં ગામમાં રહેતાં સગા સબંધીઓ સાથેની મુલાકાત માટે નિયમિત જતાં હોય છે પરંતુ બધાં લોકો જઈ શકતાં નથી હું પણ જઈ શકતી નથી જે પોતાનાં કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે એ શનિ રવિ છે શનિવાર રવિવાર શનિવારે યા રવિવારે મહિનાનાં છેલ્લા સમયમાં છેલ્લા દિવસોમાં યા કોઈ પ્રંસગોપાત એ રીતે એનાં ઘરની મુલાકાત લે છે નિયમિત જવાંવાળા લોકો નિયમિત પણ જાય છે પરંતુ બધાં લોકો નિયમિત જઈ શકતાં નથી અને ખાસ કરીને આવી મુલાકાતો મારી મુલાકાતો સગા સબંધીઓ અને સામાજિક જવાબદારીઓને લઈ ને તહેવારો અને અમુક અન્ય પ્રસંગોમાં જ થાય છે તેથી કહી શકાય કે હું આવાં જ કારણોસર નગરની યા ફીર ગામડાંઓની મુલાકાત લઉં છું વગર કારણે ક્યારેક જવું હોય તો એ રોજિંદા જીવનથી રજા લેવાં માટે જવાનું થતું હોય બાકી તો જવાનું થતું હોતું નથી કામ કાજ માટે જવાનું હોય તો ત્યાંનાં લોકોને વધારે મળી શકાય નહીં કામ કાજ પતાવી અને તરત પાછું ફરવું પડે છે તો ત્યાંનાં લોકોને મળવાં માટે પછી અલગ દિવસે રજા રાખી ને યા ફીર રજા હોય એ દિવસે ત્યાંની મુલાકાત લઉં છું સમય કાઢું છું પરિવાર માટે પણ સમય કાઢવો જરૂરી છે અને આજ કારણોસર ગામડાંઓની મુલાકાત સમયાંતરે લેવી પડે છે અને આજ બધાં હેતુઓ છે જેનાં લીધે ગામડા યા ફીર નજીકનાં શહેરની મુલાકાત લેવી પડે છે